પાળેલાં પ્રાણીમાં એક શ્વાન એવું પ્રાણી છે કે જે વફાદાર છે માલિકના માટે અને એનાં ઘરની અને એની ફૅમિલીની ચોકી પણ કરતો હોય છે માટે તે શ્વાન એક સારું પ્રાણી છે